હેલો હા હું અમી હૉસ્પિટલમાંથી વાત કરું છું શું કામ હતું બેન હા તો તમે તમારું નામ અડ્રેસ અને કયા કારણોસર તમારે એપોઇન્મેન્ટ લખાવવાની છે તે મને જણાવશો

અરે બસ મેડમ હું તમારી એપોઇન્મેન્ટ નોંધી દઉં છું મ હા મેડમ મેં મારા કોમ્પ્યુટરના રેકોર્ડમાં ચેક કર્યું તો પંદર દિવસ પહેલાં પણ તમે અમારાં હૉસ્પિટલની મુલાકાત માટે આવ્યાં હતાં હા જી હા તો કયા કારણોસર આવ્યાં હતાં તમે મને જણાવશો હા તો કોઈ આડ અસર કંઈક એવું હતું તો ફરીથી તમે મુલાકાત લેવા માટે આવો છો તો હા તો કોઈ કારણોસર એવું થયું હશે હું તમારી એપોઇન્મેન્ટ અ નોંધી લીધી છે અને તમે એપોઇન્મેન્ટ ક્યારે લેવા માગો છો તો હું મારા ડોક્ટરને વાત કરી અને તમારી કાલની એપોઇન્મેન્ટ નોંધ કરી લઉં છું હા તો કાલે તમે કેટલા વાગે આવશો હા તો મેડમ તમે અહીંયાથી જ આવો છો કે તમે ટ્રાવેલિંગ કરો છો હા તો મેડમ હું મારા ડોક્ટરને પૂછીને જોઉં કાલે દસ વાગ્યા સુધીમા તમારી એપોઇન્મેન્ટ લેવાનું કહે તો હું તમને કોલ કરીને જણાવું છું અને જો કોઈ કારણોસર જો ના કહેશે તો પણ હું તમને કોલ કરીને જણાવીશ સારું સારું અને બેન તમને કોઈ બીજી કોઈ એવી તકલીફ હોય અમારા દવાખાનામાંથી કોઈ તમને કોઈ એવી સમસ્યા ઉભી થઈ હોય એવું કઈ હોય તો અમને જણાવજો સારું મેડમ તો હું તમને ડોક્ટરને વાત કરી અને પછી તરત જ તમને કોલ કરું છું સારું મેડમ